હાલના સમયમાં આપણે જો જોઈએ તો સમાજની અંદર નાગરિકોની ઘણી બધી એવી જ પરિસ્થિતિ છે કે જે આપણને દયનીય લાગે છે જોતા એવું ખબર પડે છે કે ઘણાં લોકોની સાથે લૂંટ લૂંટફાટ સરેઆમ ધોળા દહાડે થતું હોય છે ધોળા દહાડે આવી રીતનાં કોઇની પાસે આવે અને પોતાનાં ગળામાં પોતાનાં ગળામાંથી કાઢી જાય ચેન અને એ ચોરી કરીને ભાગી જાય અને એનો કોઈ નિકાલ પણ નથી આવી શકતો પુલિસ પણ ઘણી વખત પકડવાની કોશિશ કરે છે ઘણી વખત નિષ્ફળ જાય છે અને કહીએ તો મોટે ભાગે એ લોકો જ પચાવી લે છે તો આના માટે આપણે શું કરવું જોઈએ એના માટે ઘણાં લોકોએ અલગ અલગ પોતાની રીતે ન્યાયો અને મતો આપ્યા છે ઘણા કહે છે કે આવા ગુનેગારો કે જે લૂંટફાટ કરે તે લોકોને આકરી સજા કરવામાં આવે પરંતુ જો ખૂબ જ ક્રૂર અપરાધો કરે છે જાણે કે કોઈનું મડર કરવામાં આવે કોઈને મારી નાખવામાં આવે તો આવા સંજોગોમાં એવા લોકોને પણ એ જ પ્રકારની સજા થવી જોઈએ કે જે એ લોકોને શોભનીય છે ઘણાં લોકોનું એવું કહેવું છે કે આ લોકોને સમાજ સુધારક તરીકે મોકલવા જોઈએ એ લોકોની અંદર બદલાવ લાવવા જોઈએ એ લોકોને પોતાના હૃદય પરિવર્તન કરવાનો સમય આપવો જોઈએ પણ આ વસ્તુ કેટલે અંશ સુધી માન્ય છે ક્યાં સુધી આવું લાગશે કે આપણે બીજાનું હૃદય પરિવર્તન કરી શકીએ છીએ ઘણાં લોકો એવું પણ માને છે કે હૃદય પરિવર્તન જેવી કોઈ વસ્તુ જ નથી એક વખત માણસ જ્યારે રીઢો ગુનેગાર બની જાય છે તો એનો કોઈ નીકાલ નથી તેને કાં તો પછી એક જગ્યાએ એવી રીતે બંદ કરી દો કે જ્યાંથી એ કદી બહાર નહીં આવી શકે કદી કોઈના સંપર્કમાં નહીં આવી શકે અને કોઇની જિંદગી ખરાબ નહીં કરી શકે ક્યાં તો પછી એને મોતના ઘાટ ઉતારી દો આમાં બંને પક્ષો ઘણાં જ વિપરીત છે પરંતુ એક વસ્તુ સામાન્ય રીતે જાણવા મળી કે લોકો ક્રૂર લોકોને ક્રૂરતાની સાથે જ વર્તન કરે એવું ઈચ્છે છે તો આનો નિકાલ માટે શું કરી શકીએ મારી ઈચ્છા એવી છે કે કડકથી કડક ન્યાય પગલાં લેવામાં આવે અને વકીલોથી લઈને જે ન્યાયાધીશો ખરા તે લોકોને એવી સત્તા આપવામાં આવે કે જે જ્યારે એ લોકો એ આવા આવા ગુનેગારોને પોતાની રીતે પણ સજા કરી શકે અને પોલીસને પણ એવી સત્તા આપવામાં આવે કે જેમાં એ લોકો સજા તો કરી શેકે પરંતુ કોઈપણ રીતે એનો દૂરુપયોગ ન કરી શકે તો આવી રીતે જ આગળ વધી શકાશે એવું હું ઈચ્છું છું અને આવું જ હું માનું પણ છું ન્યાય પ્રથામાં આ વસ્તુ જો જો ઉમેર કરવામાં આવે તો દેશ ઘણી રીતે આગળ વધી શકે અને ઘણી બધી વસ્તુઓ દેશમાં બદલાઈ પણ શકે છે જય હિન્દ